આમ તો સમગ્ર ભારતમાં આ જે શિક્ષણનીતિ છે એ જ રીતે ગુજરાતમાં પણ શિક્ષણનીતિઓ ગોઠવાયેલી છે અને વાર તહેવારે એમાં ફેરફારો થતાં રહે છે જરૂરિયાત પ્રમાણે એટલે સ્વભાવિક રીતે જે દરેક સરકારનો જે ઉદ્દેશ્ય હોય એ પ્રમાણે સમાજના દરેક વર્ગના લોકોને સમાન શિક્ષણ મળે કોલેટી એટલે કે ગુણવત્તાવાળું શિક્ષણ મળે અને એ બને એટલા ઓછા ખર્ચમાં મળે એવા પ્રયત્નો હોય છે મહદ અંશે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તો લગભગ મફત અથવા તો નહિવત ફી સાથે આપવામાં આવે એ રીતનું માળખું ગોઠવાયું છે એટલે સંપૂર્ણપણે જોઈએ તો સંતોષજનક રીતે શિક્ષણ વ્યવસ્થા ગોઠવાયેલી છે એમાં થોડી તકલીફો એ પડે છે કે શહેરી વિસ્તારોમાં સ્કૂલો વધારે છે બહુ સ્વભાવિક રીતે શિક્ષકો પણ ત્યાં રહેવાનું પસંદ કરે છે અને એની સરખામણીએ ગ્રામ્ય પ્રદેશની જે શાળાઓ છે ત્યાં આ પૂરતી સુવિધાઓ નથી મકાનો નથી અને સૌથી મોટી ખોટ એ પડે છે કે શિક્ષકો ગામડાઓમાં નોકરી કરવાં તૈયાર હોતાં નથી માનો કે શહેરમાં નોકરી ન મળે તો ગામમાં ગામડાંઓમાં નોકરી કરે પણ અપ ડાઉન કરીને ત્યાં જતાં હોય પૂરો સમય ન આપતા હોય એનું મોનિટરિન ન થઈ શકતું હોય અને મજબૂરીમાં કરાતાં કામમાં શિક્ષણની ગુણવતા ન આવે એનાં કારણે સમાજના શહેરી વિભાગો અને ગ્રામ્ય વિભાગો વચ્ચે શિક્ષણની જે અસમાનતા રહે છે એ પુરાવી જોઈએ બીજી વાત એવી છે કે સમાજમાં વર્ષોથી જે લોકોએ સહન કર્યું છે એમના માટે અનામત વ્યવસ્થા છે જે એકદમ વ્યાજબી અને જરૂરી પણ છે પરંતુ એને કારણે જે ઉચ્ચ શિક્ષણ જેને કહીએ આપણે કે મેડિકલ એન્જિનયરિંગ જેવાં પ્રોફેશનલ ફેકલ્ટીમાં એડમિશન માટે બહું જ પડાપડી રહે છે એક તો ભારતની વસ્તી વધારે છે એની સામે જે સીટો હોય છે જે જગ્યાઓ હોય છે એ ઓછી હોય છે એટલે એક સીટ માટે લગભગ ઉચ્ચ શિક્ષણ માટે સો કે હજાર ઉમેદવારો હોય અને એમાંથી એકને જ સિલેક કરવાનો હોય ત્યારે સ્વાભાવિક અસંતોષ પેદા થાય અને અનામત વ્યવસ્થા ને કારણે વધુ મેરીટ વાળા વિદ્યાર્થીને બદલે ઓછાં મેરીટ વાળા વિદ્યાર્થીને પ્રવેશ મળે એવું બનતું હોય છે પણ એ ભેદભાવો એને નહીં ગણી શકાય કારણ કે એ ભેદભાવ મિટાવા માટેની એક આખી પ્રક્રિયા છે એનાં માટે આ નીતિ ઘડાયેલી છે અને ધીમે ધીમે એનાં સારાં પરિણામો મળી રહ્યાં છે કે જે સમાજનો પછાત વર્ગ છે અત્યાર સુધી જે અશિક્ષિત રહ્યો છે એ સમાજના સંતાનો પણ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યાં છે અને એનાં કારણે એમનાં પછીની પેઢીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી અને સારી રીતે જીવન નિર્વાહ કરી શકે અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે એ સુનિશ્ચિત થઈ રહ્યું છે એટલે આ એક ધીમી પ્રક્રિયા છે પણ એમાં સુધારા થઈ રહ્યા છે અને સમયાંતરે નવી નવી નવી નીતિઓ ઉપરાંત વિદેશની જે શિક્ષણ પદ્ધતિ છે એને પણ અપનાવીને આપણાં શિક્ષણનું સ્તર છે એ ઊંચું આવી રહ્યું છે અને અત્યારે આપણે ખાત્રીપૂર્વક કહી શકીએ કે વિશ્વનાં કોઈ પણ દેશના શિક્ષણની સમકક્ષ ઊભું રહી શકે એવું શિક્ષણ આપણે ત્યાં છે જ જે અભાવ છે માત્ર એ સંસાધનો એટલે કે સોર્સીઝનો છે અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે આર્થિક કારણોને લીધે આપણે દરેક જગ્યાએ સમાન વ્યવસ્થા કરી શકાતી નથી પણ ધીમે ધીમે એમાં સુધારા આવશે બાકી શિક્ષણનું સ્તર એકંદરે જોઈએ તો અન્ય દેશોની સરખામણીએ ઘણું જ સંતોષકારક છે એમ વિના સંકોચ કહી શકાય